ચા અત્યારે બધી જગ્યાએ બહુ જ ફેમસ છે ચાના બગીચાઓ આપણને આસામમાં જોઈ શકીએ છીએ ત્યાં સૌથી વધારે ચા હોય છે ચામાં પણ અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમકે ગોળની ચા હોય છે શુગર ફ્રી ચા હોય છે અલગ અલગ ફોદીનાવાળી હોય આદુંવાળી ચા બનાવી શકીએ છીએ બોર્નવિટા નાખીને પણ ચા અત્યારે બનાવી શકીએ છે અલગ અલગ રીતે બધા ચા બનાવે છે જેમકે અમુક લોકો ડાયબિટિસ હોય તો કે શુગર ફ્રી ગોળીવાળી નાખીને ચા બનાય બને છે દૂધ અને ખાંડવાળી પણ ચા કોઈ પીતું હોય છે ઘણાય આદું અને ફુદીનાવાળી પણ ચા પીવે છે જેના ફાયદા ઘણાય હોય છે ફુદીનાવાળી શરદી કે જેવુ થયું હોય તો તે પણ આપણે પી શકીએ છે ચા બધાયના ઘરમાં અલગ અલગ રીતે દરરોજ બનતી હોય છે અમારી જ ઘરે તે અમે ત્રણ રીતે અલગ અલગ ચા બનાવીએ છીએ સવારમાં પહેલા ચા આદુવાળી ચા પીએ છે પછી અડધી કલાક કલાક પછી પાછી ફુદીનાવાળી અને આદુવાળી પીએ છે ચાની પણ અલગ અલગ રીતે બનાવી શકીએ છે ચા પીવાની મજા જ અલગ આવે છે સ અત્યારે જેમકે ચોમાસામાં સૌથી વધારે વાર ચા પીવાય કારણકે ટાઢું વાતાવરણ થયું વરસાદમાં ચા સાથે આપણે ભજીયા ખાઈ શકીએ છે બધી મજા આવે છે ચાના ઘણાય ફાયદા છે ચા સાથે બધું આપણે ખાઈ પી શકીએ છીએ